મારી સૌથી યાદગાર રમત ક્રિકેટ છે તેમાં વલ્ડકપ જ્યારે બે હજાર ચોવીસમાં યોજાયો હતો ત્યારે એ વખતે મારી ઉંમર ચોત્રીસ વર્ષની હતી અને આમાં ઈન્ડિયાની ટીમે ખૂબ સારી રીતે પ્રદર્શન કર્યું હતું તેમાં ખાસ કરીને આપણી જે ફિલ્ડિંગ છે એ ખૂબ જ વખાણવા લાયક હતી તેમાં પણ જે બોલિંગ કરે છે બૂમરાહ હાર્દિક પાંડયા એ લોકોએ જે એન્ડ ટાઈમ ઉપર આપણને જે વિકેટની જરૂર હતી તે લઈને સાઉથ આફ્રિકા ટીમના ખેલાડીઓને આઉટ કરીને આપણે વલ્ડકપ જીત્યો હતો આ રમત ખેરખર મારા માટે ખૂબ જ યાદગાર સાબિત થઈ છે